હલો હાં બોલો હા બોલો ડિસ્કાઉન્ટ તો હાલ માં જે પંદરમી ઓગસ્ટ ગઈને ત્યારે અમે ઈઠયોતેરમાં સ્વતંત્રદિન નિમિત્તે અમે ઈઠયોતેર ટકા ડિસ્કાઉન્ટ રાખ્યું હતું અને હમણા રક્ષણબંધન નિમિત્તે પણ અમે બહેનો માટે ખાસ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ રાખ્યું હતું તમારે જો હમણા લેવું હોય તો તમે હમણા જન્માષ્ટમી પર આવી શકો ત્યારે અમે જન્માષ્ટમી પર બધા માટે ત્રીસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાખી છે આખો દિવસ જન્માષ્ટમીના આખો દિવસ જન્માષ્ટમી અને તેના આગલા દિવસે બે દિવસ અમે આ ઓફર રાખી છે હા તો મેં ત્રીસ ટકાનું હા તમે ગમે ત્યારે આવો તમ અમ અમને વાત કરજો અમે તમારું જે પણ સુવિધા હોય તે અમે પૂરી પાડીશું તમને ના ના કઈ નહીં તમે આવજોને તમે ગમે ત્યારે આવશો કોઈ પણ આવે તેના માટે અમે ડિસ્કાઉન્ટની ઓફર તો આપશું વેલકમ